મારી માનીતી રમત છે એ માર્શલ આર્ટ છે એક્ચ્યુલી માર્શલાટમાં ઘણી બધી રમત આવે છે ટાઈકોન્ડો કરાટે જુડો કરાટે કૂક બોક કિક બૉક્સિંગ રેસલિંગ હવે હમણાં નવું એડ થયું છે એમએમએમ મિક્સ માર્સલ આર્ટ ઓકે તો મારું આમાંથી લગભગ હું બધામાં બ્લેક બેલ્ટ છું એમએમએમ મને ગમે છે ખાલી જોવાનું કારણ કે એમાં એવું હોય એવું હોય છે કે તમે એક જ્યાં સુધી પડીના જાય ત્યાં સુધી ગિવ અપ ના કરે ત્યાં સુધી એ ફાઇટ રમે છે પણ મારી વધારે જોઈએ તો કરાટે હું જ્યારે પાંચ વર્ષની હતી મને કરાટે સૌથી વધારે એટલે ગમે છે કે હું જ્યારે પાંચ જ વર્ષ ની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે ખાસ કરીને આપણા જે ભારતના સંસ્કાર પ્રમાણે એવું કહેવાય કે બસ છોકરીએ ઘરમાં શાંતિથી બેસવું જોઈએ કે મારા મારે ઝઘડા ઝઘડી નહીં કરવાના એ પ્રમાણે અમારા જે ગામ હતું ત્યાં છોકરાઓ હેરાન કરે કે કંઈ કરે તો બોલવાનું નહીં બસ ઘરે આવીને ચુપચાપ બેસી જવાનું હવે એ મને નાનપણથી એવું હતું કે મને કે હું જ કેમ ચુપ બેસું એ મને ગમતું નહીં હવે આજથી પચીસ ત્રીસ વરસ પહેલાની વાત કરીએ તો અત્યારે જે આપણાં ભારતમાં બેહનો માટે ઘણું બધુ જે બધી આગળ વધવા માટે જે બધી આપ્યું છે એ ત્યારે હતું નહીં તો ઘણા હવે તો ઘણા બધા પ્રોગ્રામ થાય છે એમના માટે ઘણું બધું મળે છે પણ ત્યારે એ ટાઇમમાં હતું નહીં અમાર એમ હતું છોકરી હોય એટલે ઘરમાં બેસવાનું ઘરનું કામ કરવાનું અને એ ટાઇમમાં તમારે માર્સલ આર્ટ જો તમારી ફેવરીટ રમત હોય અને શીખવી હોય અરે જોવાનું પણ મુશ્કેલ હોય છે શીખવાનું તો એક તરફ રહ્યુંં ત્યારે હું સૌથી પહેલા કરાટે શીખી ખાલી મેં પંદર દિવસનો કેમ્પ કર્યો તેમાં ખાલી અમે બે જ છોકરીઓ હતી અને લગભગ દોઢસોથી વધારે છોકરાઓ જ હતા એ જ્યારે હું શીખીને આવી ત્યારે જે છોકરાઓનું ગ્રુપ અમને હેરાન કરતું હતું એમને મેં બસ માર્યા એટલે માર્યો એટલે મને ગમે છે એવું નથી પણ એને માર્યા પછી મને એમ થયું કે આ તો શીખવા જેવું હોત તો અત્યારે જે સેલ્ફ ડિફેન્સ સ્વ બચાવ કહેવાય છે એ માટે મને એટલા માટે ગમે છે માર્શલ આર્ટની ગેમ કે આપણાં સ્વ બચાવ માટે સૌથી બેસ્ટ કહી શકાય ખાસ કરીને બેહનોને પોતાનો સ્વ બચાવ શીખવો જ જોઈએ કારણ કે અત્યારે જે જમાનો છે એ પ્રમાણે ખાલી બહનોએ નહીં ભાઈઓએ પણ શીખવાની જરૂર છે પણ બેહનો તો ખાસ એટલા માટે શીખવું જોઈએ કે આ રમતથી ફક્ત તમે રમત નથી રમતા પણ તમે તમારું આગળ જિંંદગી માટે તમે તમારું એવો મોડ એક તૈયાર કરો છો કે તમને કોઈ દબાવીને ના જાય કે તમને કોઈ હેરાન કરીને ના જાય કે પછી તમારી ક્યારે લાઇફમાં એવી કંડિશન આવે કે તમારે બચવું હોય કોઈના વારથી તો પણ તમે એની સામે ફાઇટ આપી શકો છો તો કરાટે શિખ્યા પછી એમાં હું બ્લેક બેલ્ટ થઈ ત્યાર પછી મેં જુડો શીખી જુડો એ ડૉક્ટર જીગોરોકાનો જીજુસોમાંથી જુડો આવેલું છે તો જુડો એ મેટ ઉપર રમાય છે કરાટેમાં ટચ એન ડેક ફાઇટ હોય છે કે તમે ટચ કરો અને ફાઇટ આપો જુડો પછી મેં કહ્યું જુડો જઈએ તો જુડો માં શું હોય છે પકડીને ઉપરથી ફેંકો એને હોલ્ટમાં લઈલો અને જુડો રમો તો એ મેટ ઉપર રમાય છે એટલે રમવા માટે બહુ મજા આવે એવી ગેમ છે ત્યાર પછી હમણાં ટાયકોન્ડો ડેવલોપ થયું છે તો મને ટાયકોન્ડો કિક ફાઇટિંગ હોય છે તો એ કિક ફાઈટિંગ પણ ગમે છે તો માર્સલ આર્ટની ટૂંકમાં જેટલી બધી રમતો છે એ બધી મને રમવી ગમે છે કારણકે એ ફક્ત આપણા રમવા પૂરતી નથી રહેતું એમાં પણ અત્યારે ઓલમ્પિક્સમાં પણ ઘણી બધી બહેનો રમે છે અને સ્વ બચાવ માટે સૌથી બેસ્ટ રમત કહી શકાય તો આ બધી માર્સલ આર્ટની બધી અલગ અલગ જે રમતો છે એ છે અને અત્યારે તો ભારત સરકારે બહેનો માટે ઘણું બધું સ્વ બચાવની નાના નાના કેમ્પ થાય છે તાલીમ કેન્દ્રો હોય છે સરકારી તાલીમ કેન્દ્રો પણ હોય છે અને બહેનો જો આ માર્સલ આર્ટની રમતો રમતી હોય તો એ લોકો રાષ્ટ્રીય લેવલ કે પછી રાજ્ય લેવેલે જો એમને પહેલો બીજો કે ત્રીજો નંબર આવે તો એમના માટે ઘણા બધા ઇનામો અને આપણે નોકરીમાં પણ આ બધી રમતનું જો સર્ટિફિકેટ્સ હોય તો આ બધું કામ આવે છે અને વધારે તો મને આ રમત એટલે ગમે છે કે બધી રમતોમાં હું એવું માનતી હતી કે બધો જશ મળે આખી ટીમને મળે પણ જે માર્સલ આર્ટની રમત છે જુડો કરાટે એમાં તમને એન્ડીવેઝલ કે તમને ખિલાડીને પોતાને જ બધો જશ મળે છે એટલે એ રમત આપણને રમવાથી એ પણ બીજો ફાયદો થાય છે કે જશ મળે કે ઈનામ મળે કે પ્રાઇઝ મળે તમને પોતાને મળે અને આ રમતથી ખાસ કરીને હવે તો બહેનો માટે એનડીએ પણ ખુલ્યું છે એક વરસથી તો તમારે પોલીસમાં જવું હોય આર્મીમાં જવું હોય કે કોઈ આવી રીતે તમારે સેલ્ફ ડિફેન્સની કોઈ બી આઇમિન નોકરી જોઈતી હોય તો તમારા માટે સૌથી સારું કોઈ માર્સલ આર્ટની તમને ચાહે જુડો કરાટે કિક બોક્સિંગ ટાયકોન્ડો કોઈપણ તમે કરી હોય રમી હોય તો તમને ડાઇરેક્ટ જોબમાં પણ અમુક ટકા તમને આપવામાં આવે છે તો આ માટે મને આ માર્સલ આર્ટની બધી ગેમ છે રમત છે તે ખૂબ જ ગમે છે અને હું એવું ઈચ્છું કે બસ હું જ્યાં સુધી રમી શકું જ્યાં સુધી આપણું બોડી ચાલે ત્યાં સુધી હું રમું કારણકે આ અને બીજો ફાયદો એ પણ થાય છે કે આ બધી રમત રમવાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે અને તમે ઈમ્યુનિટી સારી રહે છે તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને અત્યારે હાલમાં મેં ગુજરાતમાં અડતાલીસ હજાર છોકરીઓને અત્યાર સુધી મેં ટ્રેનિગ આપી છે અને એ પણ ફ્રી ઓફ ચાર્જ અત્યાર સુધીમાં અડતાલીસ હજાર બેહનોને મેં આપી છે એ માટે ઘણા બધા ઈનામ પણ મળ્યા છે ઈનામ માટે તો નહીં પણ મને ગમે છે કે ના હું જે રમું છું એ માટે હું મારી બેહનોને પણ શીખવાડું અને અડતાલીસ હજાર બેહનોને જે મેં ટ્રેનિગ આપી એના માટે મને પણ એમ થાય છે કે નહીં એ મારી ખુદને પ્રાઉડ ફીલ થાય છે કે હું એક છોકરી થઈને મેં આટલી બધી છોકરીઓને ટ્રેન કરી અને ક્યાંક એ લોકો પણ આગળ કામ આવશે